હલો મારે એક કેબ બુક કરાવવી છે મારું સ્થળ છે એબીસી હાઉસ એક્સ વાય ઝેડ રોડ અમદાવાદ ઉતરવાનું સ્થળ છે એસજી હાઈવે અમદાવાદ અને તારીખ છે ત્રીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ સવારે નવ વાગે અમે ટોટલ ચાર વ્યક્તિ છીએ અને વધારે માહિતી માટે તમે મારા નંબર ઉપર ફોન કરજો ધન્યવાદ